જે આપણે ઓનલાઇન ઉ ઉ ઓડર કરેલો હોય છે કે આ વસ્તુ અમારી ગુમ થઈ ગયેલી છે અમે ઓર્ડર આપેલો હતો પણ આ વસ્તુ અમને મળેલી નથી તો એ ક્યાં યેલી છે આ ડીલેવરી કઈ જગ્યાએ થઈ ગયેલી છે એટલે સંપર્ક કરવા માંગે આપણે જે ઓડર લખાવેલો છે એ નંબર ઉપર આપણે ફોન કરીએ છીએ ને એ ખૂટતી વસ્તુઓ ક્યા ઘૂમ થઈ ગયેલી છે અને આપણો જે કુરિયર એ લોકો કે છે કે આ કૂરિયરે મોકલ્યું હતું ને ઓટીપી નંબર જે ઉ ડોક્યુમેન્ટસ નંબર આપે છે જે આઉટલોડ કરેલો આઉટ બહાર મૂકેલું હોય છે એ આપણે કહે છે તો એ પ્રમાણે આપણે પૂછપરછ કરીને આ નંબર છે ક્યાં પહોંચ્યું છે ને કેમ નથી પહોંચ્યું એને માટે આપણે વસ્તુઓની માહિતી લેવા માટે અને ડીલેવરી નથી મળી તો રેસ્ટોરન્ટમાંથી આપણે કાંઈ મંગાવેલું હોય તો આપણે ડીલેવરી આપણે મીન્સ કે આપણે ઘરે પહોંચી નથી તો પાટનર એની પાસેથી આપણે જાણકારી લઈએ કે ક્યાં પહોંચ્યું છે કેમ નથી પહોંચેલી એવું બધું આપણે પૂછીએ છીએ